ના હું ક્યારે નૃત્ય સ્પર્ધામાં ભાગ લીધો નથી હજી સુધી તો પણ શું કહેવાય છે હું કે મને નૃત્ય જોવું વધારે ગમે છે હું ઘણા બધા કોલેજના ફંક્શનોમાં અને જ્યારે કોઈ મતલબ ગૃપની અંદર કોઈ ડાન્સ પ્રોગ્રામ હોય કોઈની શાદી હોય તેના અંદર હું એટેંડ થતો હોઉ છું અને ક્યારેક ક્યારેક અ મતલબ કે હાથ લગાવી દેતા હોય છે ક્યારેક ક્યારેક મ્યુઝિક જોઈને જૂમી લેતા હોય છે અને એનું બહુ અનુભવ જે હોય તે એની જે હોય છે બહુ સારી હોય છે નુ નૃત્ય એક અલગ જ વસ્તુ છે જે તમને અંદરથી પ્રફુલ્લિત કરે છે અને નૃત્ય દરેક વસ્તુ દરેક વ્યકિતએ કરવું જ જોઈએ કેમ કે એ છે ને તમારે અંગ અંગને એક રિલેક્સેસન આપતું હોય છે અને નૃત્ય સંગીત એ મનની શાંતિ છે અને સંગીતથી મનની શાંતિ મળે છે અને એનું અનુભવ અને અનુભવ શબ્દોમાં વણી શકાય તેવો છે જ નહીં